ગુડ મોર્નિંગ હું નાનેથી ક્રિકેટ રમું છું અને ક્રિકેટ એ એવી રમત છે કે જે લોકોએ રમવી જોઈએ અને એ રમવાથી આપણું શરીર તંદુરસ્ત હોય છે અને મજા પણ આવે છે આજકાલના જે વિદ્યાર્થીઓ હોય છે તે નાનેથી ગેમ રમ્યા કરે છે અને તેના કારણ તે ઢીલા નબળા પોચા બની જાય છે પણ આપણે એવું કરવાનું નથી તો હું રમતથી માહિતગાર રેવા રહેવા માટે ફોનનો પણ ઉપયોગ કરું છું અને ન્યૂઝ ચેનલ દ્વારા પણ હું જાણી શકું છું જેથી કરીને મને કંઈ નવીનતમ રમત ગમત વિશે જાણવા મળી શકે છે રમતગમત વસ્તુ એવી છે કે તેમાં આપણે કરિયર બનાવી શકીએ છીએ અવે અમારા ટાઈમે અમે નાના હતા ત્યારે ગલીઓમાં ક્રિકેટ રમતા હતા અને ખો ખો કબડ્ડી વોલી બોલ ઘણી એવી રમતો રમતાતા જેથી કરીને અમે સારું એવું રમ્યા ભણ્યા અને તંદુરસ્ત રહ્યા પણ હમણાંના એવા વિદ્યાર્થીઓ હોય છે જે નાનેથી ફોનમાં જ લાગેલા હોય છે કોઈ રમત રમતા નથી નહિતર રમત રમવાની જરૂરી છે જો એ લોકો રમત ના રમે તો તે લોકો ધીરે ધીરે કરીને શાંત થઈ જાય છે રમત ગમત એ ઘણી સારી વસ્તુ છે અને રમવું જોઈએ મને ક્રિકેટ ગમે છે કારણ કે તેમાં બોલિંગ કરવાની હોય છે બેટિંગ કરવાની હોય છે મને તેમાં બધાથી વધારે બેટિંગ ગમે છે બોલર બોલ નાખે તો આપણે એને દડાને મારવાનો હોય છે જો ધારો કે આપણે દિવસમાં કશું ભી કામ કરીને ના આઈવા હોય અને આપણે ફ્રસ્ટેશન હોય તે આપણે તેમાં કાઢી શકીએ છીએ સારું એવું રમી શ્કીએ છે ને રમત ગમતમાં આપણે પોતે ફીટ રહી શકીએ છે હમણાંના બાળકો કે વિદ્યાર્થીઓ કે યુવાનો હોય બધા જીમમાં જાય છે પોતાની બોડી બનાવવા માટે કે ફિટનેસ બનાવવા માટે પણ અમારા ટાઇમે ફિટનેસ ને બધું બનાવવા માટે અમે નાનેથી ક્રિકેટ રમતા હતા ક્રિકેટ કે વોલી બોલ કબડ્ડી કઈ બી તેના કારણે તેઓ અમે તંદુરસ્ત રહેતાં હતાં અને હમણાંના બાળકો ઘરે જ રહે છે ફોનમાં જ જુએ છે અને હમણાંના વાલીઓ પણ વિદ્યાર્થીઓને ફોન આપી દે છે કે બેટા તું રમ નઈ કે તું ફોનમાં રમ ફોનમાં રમવાનું પણ બરાબર છે હમણાંના ટાઈમે પબ્જી ફ્રી ફાયર જેવી ગેમો છે તે ગેમો દ્વારા બી પોતાનું કરિઅર બનાવી શકે છે પણ તેમનો વધારે ચાન્સીસ છે નથી કે તેમાં ખાલી બેસીને રમવાનું હોય છે પણ આવી કોઈ રમત હોય ક્રિકેટ હોય વોલી બોલ ફૂટ બોલ કબ્ડ્ડી કે બેડમિન્ટન એવી ગેમોમાંથી આપણે સારું એવું આપણું કરિઅર બનાવી શકીએ છે લોકોને માર્ગદર્શન સારું આપવામાં આવે તો તે લોકો સારું એવું ક કરી શકે છે અને પોતાની રમતને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકે છે તો તેમને સપોર્ટની જરૂર હોય છે હવે હમણાં આપણને જાણ મળે કે ઓલમ્પિકમાં આ જીત્યું કે પછી ઇન્ડિયા ક્રિકેટ કઈ રીતે ખબર પડે ન્યૂઝ ચેનલ દ્વારા ન્યૂઝ ચેનલ દ્વારા ફોનમાં સોશિયલ મીડિયા દ્વારા જે તેના દ્વારા આપણે માર્ગદર્શન લઈ શકીએ છીએ કે આપણે બી તેમના જેવું કશું કરીએ અને લાઇફમાં સારા એવી અપોર્ચુનીટી મેળવીએ હવે નાનેથી આપણને જો કોઈ એમાં ઇન્ટરેસ્ટ હોય કોઈ રમતમાં તો તો આપણે તે રમત રમવી જોઈએ તે રમત રમીએ તો આપણને સારું પડે અને આપણે તેમાં સારા હોય તો આપણે સારો એવો અચિવમેન્ટ મેળવી શકીએ છીએ પણ હમણાંના ટાઈમે અમુક વિદ્યાર્થીઓના કે નાના છોકરાઓના ના હોય તે ટાઈમે તેમના વાલીઓ કે બધા એમને કહેતા હોય છે કે તમે સારું એવું નઈ કરી શકો તમે એને મને રમી શકો તમારે ભણવું જોઈએ તમારે આવું નહીં કરવું જોઈએ તેના કારણે ઘણા એવા વિદ્યાર્થીઓ પોતાની રમતની છોડી મૂકે છે પણ એવું ના કરવું જોઈએ પોતાનો શોખ હોય કે સારું હોય એમાં પ્રદર્શન કરી શકતા હોય તો તે લોકોએ એમાં રમવું જોઈએ જેથી કરીને તેમને સારું રહે તે લોકો પોતાનું ફ્યુચર બનાવી શકે છે આવી રીતે અમે રમતગમતની સારી રીતે મેળવી શકે છીએ માહિતી મેળવીએ છીએ અને લોકોને એજ કહેવા માંગુ છુ કે જેમાં ઇન્ટરેસ્ટ હોય એ કરવું જોઈએ રમવામાં હોશિયાર હોય રમવું જોઈએ એમાં બી ફ્યુચર છે સારામાં સારું ફ્યુચર છે રનીંગમાં છે પછી ક્રિકેટ વોલી બોલ કબડ્ડી ફૂટ બોલ ઘણી એવી રમતો છે જે આપણે રમવી જોઈએ અને હમણાંના વિદ્યાર્થીઓ એ રમતા નથી પણ રમવી જ જરૂરી છે એટલું જ કહીશ કે સારું એવું માર્ગદર્શન આપો અને જેથી કરીને છોકરાઓ રમી શકે છોકરાઓ સારું એવું રમે એટલું જ હોય છે વધારે કશું જરૂર હોય નથી ધન્યવાદ